અમારા વિસ્તારમાં ઘણા બધા રમતગમતના ક્ષેત્રો આવેલા છે જેમ કે વિવેકાનંદનું ગ્રાઉન્ડ છે જુનાગઢ જીમખાના છે ત્યારબાદ થોડુંક ગામની આગળ એક પોલીસ સ્ટેસ પોલીસ પોલીસ ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં પણ ઘણા બધા રમતના મહાકુંભો થાય છે જેમ કે ખેલ મહાકુંભનું આયોજન પણ ત્યાં કરવામાં આવે છે અમારા ગામમાં વિવેકાનંદ જુનાગઢ જીમખાવા જા જીમખાના જેવા અલગ અલગ સ્પોર્ટ્સ ક્લબ છે જેમાં વિવેકાનંદના ગ્રાઉન્ડ અમે મિત્રો સાથે દર રવિવારે દર રવિવારે રમવા જઈએ છીએ આ રીતના અમે મિત્રો સાથે ત્યાં ન્યાં રમીએ છીએ જીમખાનામાં રમીએ છીએ ઘણા બધા બોક્સ ક્રિકેટ પણ આવેલા છે ત્યાં પણ ક્રિકેટ રમવા જઈએ છીએ વિવેકાનંદના ગ્રાઉન્ડમાં અમે મિત્રો સાથે દર રવિવારે કાં અથવા તો દર શનિવારે રોજ સવારે છ વાગે ત્યાં રમવા જઈએ છીએ છથી છથી દસ અગિયાર વાગ્યા સુધી અમે લોકો ત્યાં ગ્રાઉન્ડે ક્રિકેટ રમતા હોઈએ છીએ જુનાગઢ જીમખાનામાં પણ ઘણી બધી રમતની સુવિધાઓ આવેલી છે જેમ કે બેડમિન્ટનનો કોટ છે પછી ટેબલ ટેનિસનું છે ક્રિકેટ ટ્રેનિંગ સેન્ટર છે આવી અલગ અલગ ઘણી બધી વસ્તુઓનું રમત ગમતનું ક્ષેત્ર આવેલું છે પોલીસ પરેડ ગ્રાઉન્ડે ખેલ મહાકુંભની પણ અલગ અલગ રમત રમાય છે જેમ કે ઊંચી કૂદ છે દોડ છે ઊંચી કૂદ દોડ ક્રિકેટ રનિંગ આવી ઘણી બધી વસ્તુઓ રમાય છે મોતીબાગમાં જ્યાં એક ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં પણ ઊંચી કૂદ લાંબી કૂદ આવી આવી કૂદોની પણ જગ્યા આવેલી છે મોતીબાગમાં એક રનિંગ ટ્રેક આવેલો છે ત્યાં રનિંગની પ્રેક્ટિસ કરી શકાય છે પછી ગોળાફેંક ભાલાફેંક તેની પણ એક અલગ જગ્યા આપવામાં આવેલી છે આ જગ્યા પર ઘણી બધી રીતના તમે રમત ગમત રમી શકો છો ત્યાં બાસ્કેટબોલનું કોર્ટ છે ફૂટબોલનું કોર્ટ છે જ્યાં ફૂટબોલની ને બાસ્કેટ બોલની પ્રેક્ટિસ ગ્રાઉન્ડ જેવી કરી શકો છો આ જગ્યાઓ ખૂબ જ સરસ વેલ મેન્ટેન્ડ છે આ જગ્યાઓએ રમવા જવા માટે અંદરથી જ અલગ જ ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે કે રમવા જઈએ મજા આવે આ બધી જગ્યાઓ ખૂબ જ સારી રીતના સાચવણી કરવામાં આવેલી છે જેમ કે બાસ્કેટ બોલનું કોર્ટ છે યા બે ત્રણ બાસ્કેટ બોલો આપેલા હોય છે તેની નેટ બધી એકદમ સ્વચ્છ અને ટૂટ્યા વગરની હોય છે ફૂટબોલનું કોર્ટ છે જ્યાં ત્યાં તમને ગોલકિપિંગના ગ્લોવ્સ આપવામાં આવે છે ફૂટબોલનો ગોલ આપવામાં આવે છે ભાલાફેંકમાં પણ ભાલા ગોળાફેંકમાં ગોળા આ બધી વસ્તુઓ ત્યાંથી સુવિધા પ્રોવાઈડ કરવામાં આવે છે ઘણી બધી જગ્યાઓ અલગ અલગ ફીઝ પે કરી અને તમને અલગ અલગ રમત ગમતો સિખવાળવામાં શિખવાડે છે જેમ કે અલગ અલગ જગ્યાએ ટેબલ ટેનિસના કોર્ટ હોય છે તો ત્યાં ટેબલ ટેનિસની કોટની ફી ભરી અને તમને ટેબલ ટેનિસ શિખડાવે પણ છે અને રમાડે પણ છે આ રીતના ઘણી બધી જગ્યાઓએ જુનાગઢમાં અલગ અલગ વસ્તુઓ આવેલી છે અલગ અલગ રમવાના સ્થળો આવેલા છે જ્યાં રમવાની એકદમ મજા જ આવી જાય એવી જગ્યાઓ છે જે સ્વચ્છ અને સુંદર રાખવામાં આવે છે આ વિસ્તારોમાં રમત ગમતના કેન્દ્ર હોય તે ખૂબ જ સારી વાત કેવાય અને આ એમાં પણ આવા વેલ મેઇન્ટેન્ડ હોય એ ખૂબ જ સારી વાત કહેવાય અમારા વિસ્તારમાં આવેલા બધા જ ગ્રાઉન્ડો એ ઘણા બધા લોકો રમવા જાય છે ઘણા બધા લોકો રમત ગમતમાં ઇન્ટરસ્ટ ધરાવે છે વિવેકાનંદનું ગ્રાઉન્ડ શનિવારે અને રવિવારે જે જ્યારે ઓફિસેથી ઓફિસ વર્કમાંથી રજા હોય છે ત્યારે આખું ગ્રાઉન્ડ છલોછલ ભરાયેલું હોય છે અને રમવાવાળાઓથી આ ઉપરથી ખબર પડે કે કેવી સારી જગ્યા હશે ને કેટલા રમત પ્રેમી છે આ રીતના ઘણી બધી જગ્યાએ આપણે રમત ગમતના કેન્દ્રો આવેલા છે